તારાઓ વિશેની મારી એક પ્રિય પુરાણ કથા અથવા તો કહાની એવી છે કે મને રાત્રે જ્યારે નાઇટમાં ફ્રી હોય ત્યારે મને અલગ અલગ રીતે તારાઓને જોવા ગમે છે કે કઈ રીતે છે ક્યાં છે તારાઓ ક્યાં ફરતાં દેખાય છે તારાઓ કેટલાં જૂથમાં છે ક્યાં છે એ બધું જોવું વધારે ગમે છે તારાનું મને એ આકાશમાં વધારે ગમતું હોય છે